હા મને દોડવામાં એક વખત ચક્કર મને આવી ગયા હતા તો હું પડી ગઈ હતી એનાં લીધે મને હાથમાં ફેક્ચર થયું હતું ફ્રેક્ચરનાં લીધે મારે ચાર પાટા બંધાવવા પડ્યા હતા તો તો મેં ડૉક્ટર પાસેથી દવા લીધી પાટો બંધાવ્યો અને એમાંથી મને શીખવા મળ્યું કે જ્યારે આપણી તબિયત સારી ના હોય ને તો થોડીવાર બેસવું અને પછી દોડવું અને દોડવા જઈએ ત્યારે થોળી આપણી સલામતી આપણે લીંબુ પાણી જેવી વસ્તુ સાથે રાખવી કારણ કે કોઈ તકલીફ હોય તો આપણે એ રીતે એને સામનો કરી શકીએ અને દોડતી વખતે હું હવે મને સમજણ પડી ગઈ છે કે જ્યારે દોડવા જઈએ તો આપણે આપણી સેફટી જેવી વસ્તુ સાથે રાખવી જોઈએ

અને જ્યારે હું ચાલવા જાઉં ત્યારે કોઈપણ એક ખાસમાં વ્યક્તિને મારી પાસે રાખું છું જેથી કરીને હું બીજી વખત મારે એનો સામનો ના કરવો પડે અને સાથે કોઈ હોય તો આપણી મદદ કરી શકે તેથી હું જ્યારે પણ દોડું ત્યારે આમ સમજીને કંઇ તકલીફ જેવું લાગે તો બેસી જાઉં છું અને દોડતી વખતે હું કોઈ વિચાર કરતી નથી દોડવામાં જ ધ્યાન આપું છું જેથી કરીને દોડવામાં આપણને કોઈ તકલીફ ના પડે અને પહેલાં જેવી રીતનાં ઇજાથી બચી શકાય અને કોઈ તકલીફ હોય તો એનો સામનો પણ થઈ શકે એટલા માટે દોડતી વખતે હું ખાસ ધ્યાન આપું છું જેથી કરીને કોઈ ઇજા ના પહોંચે અને જેથી કરીને પહેલાં જેવી તબિયતમાં આપણે કંઇ પ્રોબલમ ના થાય જેથી કરીને આપણને કંઇ વાગે ટૂટે નહીં તે માટે હું જ્યારે પણ દોડવા જાઉં ત્યારે હવે મારે સેફટી રાખીને દોડું છું